હલો હા તમે સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ થી બોલો છો મિતેશ સર બબરોબર એટલે મારો સન ત્યાં આવે છે ને એનો ફાધર બોલું છું હું એટલે ક્રિકેટમાં એને વધારે ઇન્ટરેસ્ટ છે તો હવે શું રમેશ રમેશ રમેશ હા આવે છે ને હા આવે છે ને તો એને છે ને ક્રિકેટમાં વધારે ઇન્ટરેસ્ટ છે કોઈ એવું લાગે છે હા હા ના એટલે શું એમાં આગળ વધી શકે બરોબર બરોબર તો તેને અત્યારે આપણે હા ટ્રેનિંગ ફક્ત અત્યારે આપણે ચાલુ કરવી હોય તો તેના માટે આપણે શું કરી શકાય બરોબર ભલે ભલે હા હા બરોબર બરોબર હા હા બરોબર બરોબર બરાબર હા બરોબર એ કીટ કઈ જગ્યાએથી મળી શકે આપણને બરોબર હા ભલે ભલે આ તો આપણે ક્યારે ફોર્મ હા બોલો હા હા બરોબર બરોબર બરોબર

હ બરોબર ને બાકીની જે કીટનો ખર્ચો અંદાજે કેટલો થશે પાંચ દસ હજાર બરોબર હા ભલે તો કાલે આવી અમે બરાબર ભલે ભલે કાલે હશો ને તમે ત્યાં તમે ભલે સારું હા હા સારું થેન્ક્યુ ભાઈ

બાય